હલો

હા આવે છે બોલો તમારે હા તમારે કઈ સબ્જી લેવાની છે તો તમે તમે એક કિલ્લોના અત્યારે દોઢસો રૂપિયા ચાલે છે હા તો અત્યારે તો હોય જને બેન કેટલો ભાવ છે માર્કેટમાંય આજ ભાવે મળે છે પણ બેન આ માર્કેટમાં આજ ભાવ આવે છે હવે અમે માર્કેટમાંથી લઈ આવી તમને વેચવી તો પછી તમને અમે મૂળ ભાવે દઈએ તો અમારી રોજી રોટી શું રે તો અમારી પાંચ દસ રૂપિયા કમાવાના તો હોય જ ને તા હાલે પણ અત્યારે બજારમાં તમે બધેય પૂછો ગમે ત્યાં પૂછો અત્યારે દોઢસો રૂપિયા જ ટમેટાના કિલોનો ભાવ છે હા તો વાંધો નહીં દસ રૂપિયા ઓછા આપી દેજો હા તો દસ રૂપિયા હા તો એ બીજું કયું કયું શું શું લેવાનું છે હા કોબીજ છે દૂધી છે મરચા છે વીસ રૂપિયાના મરચા તો ના કેટલા બસ્સો ગ્રામ આવે હા હા તો વાંધો નહીં અઢીસો ગ્રામ આપી દઈશું બીજું શું અને ટમેટાના દોઢસોના બદલે એકસો ચાલીસ રૂપિયા લઈ લેજો લઈ લઈશું બસ હા તો વાંધો નહીં હલો હા હા વાંધો નહીં હલો એ બધુ થઈ ગ્યું હા વાંધો નહીં હલો હા હા હા એ નાખી દઈશ હા હા નવીનમાં તો આ બિટ આવ્યા છે સલાડ બનાવવું હોય તો લઈ જાઓ બિટ બિટ હા હા તો એકસો ચાલીસ તો કરી દીધા એકસો ચાલીસ તો બેન કરી દીધા કોબિઝના કિલોના પચાસ રૂપિયા એનુંય સેમ જ પચાસ રૂપિયા ના બસ્સો રૂપિયામાં ના થાય પણ હાલો અઢીસોમાં બધુંય આપી દઈશું બસ પણ બેન તમારે આ બધુ ટમેટાં જે ઢાફલા હોય કોબિઝ પુદીનો બધું લીધું તો એ બધી શાકભાજી તમારી સાડા ત્રણસોની થાય છે હા તો વાંધો નહીં હાલો આપી દઈશ તોય અઢીસો તો થશે એથી નીચે નહીં જઉ બેન હવે તમારે જેમ કરવું હોય એમ હા વાંધો નહીં હાલો હા હા ના ના આ હા